જ્યારે કોઈ વ્યક્તિનું અંગ ભાંગી જાય ત્યારે સૌપ્રથમ જે બ્લડ વહેતું હોય તેને બંધ કરવું જોઈએ અને ત્યાર બાદ ફર્સ્ટ એઇડ કિટ આપવી જોઈએ તેને અને તરત જ એકસો આઠને કૉલ કરવો જોઈએ એકસો આઠ આવે એટલે તરત એને હૉસ્પિટલ લઇ જઈને ઇમરજન્સી થીયેટરમાં લઇ જઈને ઑપરેશન કરવું જોઈએ ઑપરેશન થઇ ગયાં બાદ ત્યાં તેને થોડો આરામ આપવામાં આવે છે ત્યારબાદ તેને ઘરે લઇ જવામાં આવે ત્યારે તેણે શરૂઆતના બે ત્રણ મહિના સુધી યોગ્ય સારવાર લેવી જોઈએ